શું દવાઓ પોસાય તેવી હોય છે હા જે લોકોની આવક વધુ હોય કે જે લોકો ગરીબી રેખાની ઉપર આવતા હોય એ લોકો માટે દવા બહુ મોંઘી હોય તો તે પોસાય છે પરંતુ જો જે લોકો ગરીબ હોય છે અને જે લોકો દવા માટે પૂરતી પૂરતા પ્રમાણમાં પૈસા ન હોય અને તે લોકો દવા નહીં લઈ શકે તે લોકો માટે ગવર્મેન્ટ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યાં દવાઓ અને સારવાર નિ શુલ્ક મળી રહે છે પરંતુ જો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ અને સરખું અને પૂરતી રીતના ભોજન મેળવીએ એકસરસાઈઝ કરીએ યોગા કરીએ ન્યુ જનરેશન જિમ કરી શકીએ અને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકીએ તો દવાઓનો ખર્ચ ઓછો થાય પણ પરંતુ જો દવાઓનો ખર્ચો થાય તો એવી ઘણી બધી ગવર્મેન્ટ યોજનાઓ આવેલી છે જેવી કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પીએમ બીજેકે જ્યાં ઓછા ખર્ચે ગોળી સિરપ ઈન્જેકશન જેવા જીવન જરૂરી દવાઓ ઉપલબ્ધ હોય છે અને તેને શોધવામાં પણ કંઈ મુશ્કેલીઓ આવતી નથી તે શહેરમાં કે ગામની નજીક કે ગમે ત્યાં એ ઉપલબ્ધ હોય છે અને જો એમ ન મળી શકે તો તેના માટેની વેબસાઈટ પણ આવેલી છે એ વેબસાઈટ પર જઈ અને આપણે તે જન ઔષધિ કેન્દ્રને ગોતી શકીએ છીએ જન ઔષધિ કેન્દ્રમાં દવાઓ સસ્તા સસ્તા ભાવમાં મળતી હોય છે જે માર્કેટમાં અગર એ દવાનો ભાવ સો રૂપિયા હોય છે તો એ જન ઔષધિ કેન્દ્રમાં વીસ કે ત્રીસ રૂપિયામાં જ હોય છે દવાઓ ઉપર ઘણું બધું ખર્ચ કરવામાં આવી રહ્યો છે પાંચ હજાર કે આઠ સાત હજાર જેટલો ખર્ચ થયેલો છે દવા ઉપર અને ગવર્મેન્ટ હોસ્પિટલમાં ગરીબ અને નીચી આવક ધરાવતા લોકોને મફતમાં દવાઓ પૂરી પાડવામાં આવે છે મફત દવાઓ મળતી હોય તો તેને મેળવવાના દસ્તાવેજોમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ઈન્કમ સર્ટિફિકેટની જરૂર પડે છે અને ત્યાં જે અને નિ શુલ્ક ભાવે સારવાર અને દવાઓ મેળવી શકે છે અને આવી ઘણી બધી જે ગવર્મેન્ટ યોજનાઓ છે તેની મદદથી આપણે દવાઓને સસ્તા ભાવમાં પણ લઈ શકીએ છીએ તો આજના જમાનામાં એવી ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલો છે કે જે લોકો ગરીબી રેખાની નીચે આવે છે તે લોકો માટે નિ શુલ્ક અને સસ્તા ભાવમાં દવાઓ પૂરી પાડે છે